અગાઉના સમયની સરખામણીમાં અમારા વિસ્તારમાં એવા મહત્ત્વના વિકાસની બાબતોની વાત કરવામાં આવેલી છે એમાં વાત કરવામાં આવે તો મહિલા સશક્તિકરણના વિકાસને વધારે પ્રોત્સાહન આપવામાં આવેલું છે પહેલાંના સમયમાં સ્ત્રીઓને ઘરની બહાર નીકળવા દેવામાં આવતી ન હતી સ્ત્રીઓને રસોડા પૂરતી જ સીમિત રાખવામાં આવતી હતી અને હાલના વી યુગની વાત કરીએ તો મહિલા સશક્તિકરણના વિકાસના આધારે આજે સ્ત્રીઓ ગમે ત્યાં જઈ શકે છે અને અત્યારે સ્ત્રીઓ ભણી પણ શકે છે અને પોતાનાં સ્વપ્ન અને લક્ષ્યને સાકાર કરી શકે છે અમારા રાજ્યમાં ઐતિહાસિક પ્રસંગોએ સમાજનાં ઘરોને ખૂબ મોટી અસર થઈ છે મહિલા સશક્તિકરણના વિકાસને આધારે આજે સ્ત્રીઓ પોતાના પગ ઉપર નિર્ભર રહી શકે છે અને આ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારે પણ ઘણા બધા પગલાં અને પગલાં ભરેલા છે એમાં વાત કરીએ તો